વિસ્તારનો ધારાસભ્ય બોલું છું અસ્લમ શેખ બોલો કેમ છો હા સો મારો સિમ્બોલ છે આપણે કમળ હા હા હા તમે ચિંતા ના કરો તમે મારા અમારી પાર્ટીને જીતાડો તમારી દરેક સમસ્યાનો નિરાકરણ થઈ જશે અને શું શું તકલીફ છે તમને કહો હવે ના ના ચૂંટણી ભી પછી ચૂંટણી પછી પછી અમે પ્યો સ્યોરિટી કહીએ છે કે અમે દમે દરેક સ્થળે દરેક જગ્યાએ અમે વિકસાવાની કોશિશ કરી રહ્યા છીએ અને દરેક સમસ્યાનું નિરાકરણ થાય એવી રીતે અમે પ્રયત્નો આગળ વધારી રહ્યા છીએ તમે તેની ચિંતા ના કરો તમે આંખ બંધ કરીને અમારી પાર્ટીને વોટ આપો એવી અમારી શુભકામના છે તો શું અમે સાફ સફાઈ છે અભિયાન છે બધું સ્વાસ્થ્ય માટે છે તમારા સિનિયર સિટીઝનો માટે અમે બહુ સુવિધા પુરી પાડીશું એજ્યુકેશન શિક્ષણ માટે છે એટલે તમારી દીકરીને બધાને રોજગારી પૂરી પાડવા માટે અમે દરેક પ્રયત્નો અમે તમે સારા રીતે અમે કરીશું એ અમે પૂરી ખાતરી પૂર્વક અમે આપને કહીએ છે તમે અમારી એકવાર પાર્ટી સાથે જોડાઓ વોટ આપો અને એકવાર પછી તમે જુઓ તમારા આવનારા દિવસો વિકસિત દેશ બનશે અને આ વિકાસશીલ આપણો આ વિકાસ આગળ વધતો રહેશે હા હા થઇ જશે કેમ નહીં થાય દરેક અમારી પાસે ઉપાય છે સાફ સફાઈનું શું છે તમારે ત્યાં અરે દર ડેઇલી બેસીસ પર દરરોજે દરરોજ તમારે ફોગિંગ કરવામાં આવશે સાફ સફાઈ રોજ બરોજ આવશે અને તમારો એરીઓ તમારો એવો વિસ્તાર થઇ જશે કે તમે પૂછશો કે અમે એક દહાડો નહીં અમે રોજે આ થશે આ કામ એવી અમે તમને ખાતરીપૂર્વક આપને કહીએ છે કે ચોમાસા દરમિયાન મચ્છરોનો બધું જ તમારે સેવા અમે અમારી રીતથી પૂરી પાડી આપ પૂરી પાડીને આપને આપવામાં આવશે એ અમારો આ ખાતરીપૂર્વક આપનો એ છે વચન આપીએ છીએ અમે આપને અમારી પાર્ટી સાથે તમે જોડાઓ એકવાર અમારી પાર્ટીને વોટ આપો એના બદલ આપને અમે રિકવેસ્ટ કરીએ છીએ ચાલો થેન્ક્યુ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્યુ